ગુજરાતી ભાષાની એક ખાસ વિશેષતા છે જો તમે ગમે તેવો વ્યક્તિ હોય ને તો તમે એને ગુજરાતીમાં વાત કરો ને તો તે શાંત પડી જાય છે જેમાં વ્યાકરણમાં અ છે આ છે ઇ છે ઈ છે અ છે ઔ છે તેમાં કાનો માતર લખવાથી તેના અનેક ઉચ્ચારણ થઇ ગયા છે કયાં એટલે કયાં ગયા હતા અને કયાં છો તેમા અલગ અલગ પ્રકારના ઓલું ઉચ્ચારણ થાય છે જેમકે કેમ તો તમે પૂછી જજો શકો છો કેમ તમે આમ મોડું થયું જેનાથી વ્યાકરણમાં ઘણો ફેર પડે છે